હા હા મારું નામ વનિતા છે તમારું નામ શું છે હા એવા તો ઘણા બધા સ્થળ છે ફરવાના તમારે સ્પેસીફીક કયા સ્થળમાં મતલબ ધાર્મિક છે કે કોઈ બીજું ફરવાનું કે ખાવાનું પ્રવાસી સ્થળમાં તો અહીંયાં છે અમદાવાદમાં બહુ બધા છે કાંકરીયા છે રિવરફ્રન્ટ છે આનંદમાં પછી મંદીરો છે બધા જૂનાગઢ પછી સોમનાથ જૂનાગઢ પાવગઢ સોમનાથ પુતિલા બહુ બધા છે ગુજરાતમાં સારા સારા પ્લેસ હા હા હા ત્યાં હોય છે ને ત્યાં જગ્યા હોય છે મતલબ રહેવા માટે બહુ બધી હોટલ છે પછી આમ ધર્મશાળા છે હા એવું છે હા એમાં બી તમને મળી જાય ફ્રી ઓફ કોસ્ટમાં તમારે જોવું હોય તો

ના ના ત્યાં જમવાનું બી હોય છે પ્રસાદીને એવું બધું પછી જમવાનું બી તમને ઓછા પૈસામાં મળી રહે સારું હોય છે જમવાનું બી ત્યાં હા છે ને હા છે ને ડુંગર પાવાગઢમાં છે પછી ચોટીલામાં બી છે ઈ બધી જગ્યાએ તમે જઈ શકો છો ના ના પગથીયા જ હોય છે એમાં તમે લીફ બી હોય છે તમે લિફનો યૂઝ કરી સકો છો હા હા દરિયો જોવો તમે કીધું ને કે જેવી તર કે કોઈ તમારે ડુંગર ટાઈપનો તો તમે હર્ષદભવાની છે ને એ ત્યાં ડુંગર બી છે અને દરિયો બી છે તો તમે ત્યાં પ્રવાસ માટે જઈ શકો છો

બીજું કોઈ હા અહીંયાં છે હેપીસીટમાં છે પછી તમે પાણીપૂરી અહીંયાં ગુજરાતમાં ઢોકળા બહુ ફેમસ છે અહીંયાં ગુજરાતમાં છે માણેકચોકમાં પછી ગુજરાત યુનિવર્સિટીમાં હા બીજું હા અને બીજું જો તમારે ખાવું હોય ને તો આણંદમાં છે મગપુલાવ કરીને ત્યાં બહુ જ ફેમસ છે તો ત્યાં તમે ટ્રાય કરી શકો છો હા તો તમે આણંદમાં મગપુલાવનો એક વાર ટ્રાય કરી શકો છો બેસ્ટ હોય છે ત્યાં હા આનંદમાં છે ને ખાઉગલીમાં ત્યાં બહુ છે ફેમસ પીઝા હા હં હં બીજું કોઈ જગ્યા તમારે જોઈતી હોય તો ફરવા હા હા ધાર્મિકમાં તો પછી જો દ્વારકા બી બેસ્ટ છે સોમનાથ બી

હા થેન્ક યુ